નેગેટિવ એક્સપિરિયન્સ તો કહું તો એ તો હાલ હાલ ઘડી બહુ જ આવું ચાલી રહ્યું છે ઑનલાઇન શોપિંગ ઑનલાઇન શોપિંગના કારણે લોકો બહુ જ ફ્રૉડ અ ચાલી રહ્યાં છે કે લોકો આપણે વેબસાઇટ્સ એમનાં વેબસાઇટ્સ પર આપણે કંઈ અ બતાવે કે આ પ્રોડક્ટ છે આટલા રુપિઝમાં છે કે તમે લઇ લો તો હવે ઘણા લોકો કેવું કરે છે કે ઓનલાઇન પેમેન્ટ કરી દેતા હોય છે તો ઑનલાઇન પેમ પેમેન્ટવાળાને તો શું થાય છે કે ઓલરેડી તમે પહેલાં પેમેન્ટ કરી દીધું હોય અને પછી પ્રોડક્ટ આવે નહીં અં ક આવે તો એમણે જે મંગાવ્યું હોય એ ના હોય કંઇ બીજું નીકળે અંદરથી અથવા તો કે એ અં ડેમેજ્ડ પ્રોડક્ટ હોય અં એવું પણ બનતું હોય છે અને અ એ સેફ તો નથી કૅશ ઓન ડિલિવરી પણમાં માં પણ કેવું થાય કે તમે કેશ ઓન ડિલિવરી કરી હોય પણ પ્રોડક્ટ તમે મિનવાઇલ તમે એક્સેપ્ટ કર લ્યો કરી લીધી હોય એના એનાં પછી અં એ પ્રોડક્ટમાં જે તમે મંગાવ્યું હોય એ પ્રોડક્ટ ના નીકળી હોય અને કશું બીજું બી નીકળે તો પછી તમે એને અં એના કોઇ કોન્ટેક્ટ્સ એ વેબસાઇટ પરના કોન્ટેક્ટ્સ ના મળતા હોય એ રિટર્ન એક્સચેંજની પોસી પોલિસી પણ ના હોય લોકોના ઇમેલ્સ હોય પણ એ ઇમેલ્સ પર એ લોકો આપણને અ કોલ મેસેજ નહીં અ રિવર્ટ બેક ના કરતા હોય રિપ્લાય ના કરતા જ્યારે એ છે પણ એવું જ એવું જ કહેવામાં આવતું હોય છે એટલે બધા ફ્રોડ્સ બહુ ચાલી રહ્યાં છે એટલે એવું કહેવામાં આવે છે કે આ મારો વર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે મેં કંઇ ક્લોથિંગ્સ મંગાવ્યુ હતુ વેબસાઇટ પરથી અને મેં કંઇક ઓર્ડર કર્યુ હતું મને બતાવવામાં આવ્યું હતુ બીજું અને ઘરે આવ્યા પછી કાંઇક બીજું જ હતું એ બીજું કંઇપણ વર્થ નહોતું અને મારા પૈસા એમ જ ગયા હતા પછી મેં કમ્પલેન ફાઇલ કરી પણ ત્યાં કોઇ રિસ્પોન્સ આપવાવાળું કોઇ હતું જ નહીં ને ત્યાં કંઇ હ એવું પોસિબલ છે જ નહીં એટલે એ મારું નેગેટિવ એક્સપિરિયન્સ હતો પણ એમાંથી મેં શીખ્યું કે ક્યારેય પણ એવાં વેબસાઇટ્સ પરથી ઓડર નહીં કરવાનું અથવા તો કે તમે ક્યાંયથી ઓડર કરો છો તો એની પૂરી માહિતી મેળવી લો પહેલાં કે એ ક્યાંથી છે કેવી રીતે છે અને કેવી રીતે તમે એને અં ક્યાં અ ક્યાંથી એમનું વેરહાઉસ છે ક્યાંથી એ અ તે ઓર્ડર કરે છે અને એ ઓર્ડર આવ્યા પછીના રિવ્યૂઝ વાંચવાના ઓડ પહેલાં કોઇએ ઓડર કર્યો હોય તો એના નીચે રિવ્યૂઝ લખેલા હોય છે ગૂગલ પર કે બીજે ક્યાંય તમે એને ચેક કરો અને એના પછી જ તમે ઓર્ડર કરો તો તમને આવા એક્સપિરિયન્સીસ નહીં થાય પણ મારે આ એક વર્સ્ટ એક્સપિરિયન્સ થયું હતું